હું મારી કાર છે એને હું ધોઈ રહી તી અને સાથે સાથે જે મારો જે થી પાણી આવે છે એનો વાલ થોડો ધીમો હાલે છે એટલે કે નબળો છે તો હું એને સાફ કરવાની કોશિશ કરીશ પહેલાં તો હું એ જે દબાણ ધીમું થયું છે પાણીનું એ કેમ થયું છે એ જાણવા માટે પહેલા મેં વાલ ખોલ્યો અને વાલને મેં બ્રશની મદદથી એને સાફ કર્યું સાફ કરીને એની સાથે સાથે એ જે સાફ કરેલા વાલને મેં પાછો જોઈન્ટ એટલે કે પાછો સંગઠિત કર્યો અને એના પછી એ વાલ હજી પણ એટલે કે પાણીનું દબાણ હજી પણ ધીમું જ હતું તો એની સાથે સાથે મેં નગરપાલિકામાં આ સમસ્યાનો નોંધાવી અને એ લોકોએ એમનો ઉકેલ આપતા કહ્યું કે એ લોકો જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી આ સમસ્યાનો નિકાલ લઈ આવશે